મેં સૌ પ્રથમવાર અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘની તસવીર લીધી હતી ત્યારે મારી ઉંમર ફક્ત સોળ વર્ષ હતી આ તસવીર મેં મારા ભાઈના નવા લીધેલા કેમેરામાં લીધી હતી જે મેં આજ દિન સુધી સાચવીને રાખી છે આ તસવીર લી લીધા બાદ મને આગળ અલગ અલગ તસવીરો લેવાનું પ્રોત્સાહન મળ્યું હતું આ સિવાય પણ મેં બીજા પ્રાણીઓની તસવીરો લીધી હતી ત્યારથી મને તસવીરો લેવાનો શોખ જાગ્યો છે મેં લીધેલી તસવીરોમાં વાઘની તસવીર મારી સૌથી પ્રિય છે વાઘ એક સુંદર અને અદ્ભુત પ્રાણી છે અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે વાઘ એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે મારી લીધેલી વાઘની આ તસવીર મેં મારી સ્ક્રેપ બુકમાં પ્રથમ પેજ પર લગાવી છે અને મારી શાળાના પ્રોજેક્ટમાં પણ વાપરી હતી જે બધાને ખૂબ ગમી હતી અને તે માટે મને પ્રથમ ક્રમાંક મળ્યો હતો તે સમયે હું દસમા ધોરણમાં ભણતો હતો મને આ તસવીર સાથે ત્યારથી ખૂબ જ લગાવ રહ્યો છે અને આ તસવીર હું હંમેશાં માટે સાચવીને રાખીશ